મુખ્ય ભાષા ગુજરાતી છે પરંતુ ગુજરાતમાં બહારના પ્રદેશોમાંથી આવીને ઘણા લોકો વસેલા છે જેમાં મહારાષ્ટ્રીયન છે તે મરાઠી બોલે છે હિન્દીમાં લોકો ઉત્તર પ્રદેશના લોકો હિન્દી બોલે છે તામિલનાડુના પ્રદેશના લોકો એમની તમિલ ભાષા બોલે છે અને ગુજરાતની અંદરના જ પ્રદેશોમાં જો જોઈએ તો કચ્છની ભાષા અલગ હોય છે મહેસાણાની ભાષા અલગ હોય છે મહેસાણા વાળા ચમ ચો ચુ ચા ચી કરે છે ને પેલા લોકો સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રની ભાષામાં હાલો ઈ હાલો હવે જવા દો ને એવી બધી રીતના લહેકાથી બોલે છે જ્યારે આદિવાસી ભાષા એવી છે કે તમે એ બે જો આદિવાસી ભેગા થયા હોય તો એ જે વાત કરે એ વાત તમને તો સમજ જ ન પડે અને ગુજરાત ખાતે ગુજરાતી ભાષા મુખ્ય ભાષા છે અને અન્ય દેશ પ્રદેશોમાંથી આવેલા લોકો જે ભાષાઓ બોલે છે એ એમની ભાષામાં જે વાતચીત કરે એ આપણે સમજી નથી શકતા